હલો ઉબેરમાંથી વાત કરો છો મારે કેબ નોંધાવવી હતી હા મારા ઘરે પ્રસંગ છે ને તો એમાં મારે કેબની જરૂર છે ના ના આજે નહીં બે ત્રણ દિવસ પછી જ પણ મારે બે ત્રણ દિવસ પછી વધારે પ્રમાણમાં કેબ જોઈશે એટલે એક નહીં મારે ચાર પાંચ જોઈતી હતી હા તો મળી શકે છે વાંધો નહીં એ તો હું હા એટલે એ દિવસે જ નોંધાવીશ હું હા તો તમે આવી શકો ને મારે તો વિદ્યાનગર જવાનું છે હું આણંદથી બોલું છું આણંદ વિદ્યાનગર જવાનું છે મારે ત્યાં માટે મારે કેબ જોઈએ છે પાંચ કેબ થઈ શકે તો તમે મને કહી દો બે ત્રણ દિવસ પછી જ હા વાંધો નહીં